મેં નૃત્ય સાથે જોડ્યા હોય તેવા કેટલાક સદમાં શું છે તમે કયા લક્ષ્ય પામવા માંગો છો નૃત્ય સાથે જોડ્યા હોય તેવામાં ભૂતકાળમાં શાળા કક્ષાનાં પ્રોગ્રામમાં કોલેજ કક્ષાએ નૃત્ય સાથે જોડાયા બાદ તેમાં ઘણાબધા એવા નૃત્યનાં પ્રોગ્રામમાં ભાગીદારી લીધી છે તેમજ સપનાંની વાતું કરીએ તો જ્યારે કોઈ ચોક્કસ લક્ષ્યાંકો હોય તે લક્ષ્યો ભરતનાટ્યમ કથકલિ જેવા નૃત્ય ગીતોમાં પ્રસંગોમાં જ્યારે નૃત્ય કરવાનું થાય તો જ્યારે શીખેલ વસ્તુ હોય તો આવા પ્રસંગોપાત નૃત્યની અંદર આપણે તે નૃત્ય દ્વારા સૌ કોઈનું આકર્ષણ પામી શકીએ છે નૃત્ય એક એવી વસ્તુ છે કે જેમાં આપણે એકદમ મુક્ત રહી મુક્ત જીવન જીવી શકીએ છીએ જ્યાં કોઈપણ એવા નકારાત્મક વિચારો આવતા નથી અને નૃત્ય દ્વારા નૃત્ય કરીને જિંદગીના સાચા સપનાઓમાં આપણે રહી શકીએ છીએ